હા હા બોલિયે હં હં હમ હો હો

હમ હમ રાત્રે કેટલા વાગ્યે તમને આ હમ હમ એટલે તમને બહુ તેલવાળું ખાધું તમને પાર્ટીમાં એટલે એવું ઓ હો હો તો ના તો તમારે હમણાં જ ટ્રીટમેન્ટ ચાલું હતી ના તો તમે પરેજી કરવી જોઈએ તમને પેલી તો હું કહ્યો ચાલો કોઈ નહીં હવે તમને હું દવાઈનું નામ અને દવાઈનો પરચો હું તમને વોટ્સઅપ કરી દઉં છું એ દવાઈ તમે ખાવ અને જરા પરેજીનું એ તમામ કરજો વધારું તેલવાળું કે એવું કંઈ ખાવાનું ના રાખજો નહી તો તકલીફ ઓર તમને વધારે થઈ જશે ના ના એટલી કંઈ ડરવાની વાત નથી એટલે હું તમને જે દવાઈ ખાવાનું કહું ને એ દવાઈ ખાઈ લેજો અને પરેજીનું થોડુંક ખ્યાલ રાખજો એટલે તમે વધારો તેલવાળું કે હા સાદું દાળ ચાવલ જેવું એવું ખાજો ભાઈ બહુ ભારે પડતું ભોજન ન ખાતા તમે તમારા માટે જોખમ છે હમ હા હા ઓકે ઓ ઓકે ઓકે નો પ્રોબ્લેમ હું કરી દઉં હા હમ હમ હું કરી દઉં છું તમને નો પ્રોબ્લેમ હા હમ હમ